આપણો દેશ જે છે તે ખેતી પ્રધાન દેશ છે ખેતી ઉપર આધારિત છે અને એટલાં જ માટે સરકાર પણ ઈચ્છે જ છે કે ખેડૂતો જે છે એમને પણ એમનું વળતર મળે એની જે મહેનત છે એનું પણ એને મળે કંઇક ને કંઇક લાભ મળે જો કે આપણે જે દેશનાં ખેડૂતો છે તે આખા આ દેશને જે અનાજ છે તે પૂરું પાડે છે તે જે દિવસ રાત મહેનત કરે છે એનાં લીધે એનાં કારણે આપણું જે છે ને તે અન્ન મળે છે અને તેનાં કારણે અન્ન મળે છે અને તેનાં કારણે આપણે બધાં દેશને આપણી દેશને જે બધાં છે તેનું પેટ ભરાય છે અને તેથી જે ઘણા બધા એવાં છે જે સરકારી લાભો મળે છે જે સરકારી લાભ મળે છે અને એનાં કારણે ખેડૂતોને ઘણી એવી મદદ થાય છે તો હવે એ મદદનાં કારણે એવું થાય છે કે ખેડૂતો જે છે તે ખેડૂતોને